હા મેં જ્યાં સુધી જોયું છે અને વાંચ્યું છે અને ઘણા બધા હોર્ડિંગસ જે મેં જોયા છે એમાં રાજ્ય સાર સંભાળ કર્મચારીઓ માટે અપૂરતા શિક્ષણ અને તાલીમને સમસ્યાને ધ્યાનમાં રાખવામાં આવે છે સરકાર એ વસ્તુને ધ્યાનમાં રાખી રહી છે હમણાં મેં એવું વાંચ્યુ હતું કે જે છોકરીઓ હોય છે એમનું ડોક્ટર બનવાનું છે સપનુ હોય છે એ સરકાર પૂરું કરી રહી છે જે ગરીબી રેખાની નીચેનાં જે બાળકો છે એમને માટે શિક્ષા સરકારે ફ્રી કરી દીધી છે એનાં કારણે ઘણાબધા જે છોકરાઓ એટલે છે એ લોકો હવે મેડિકલની ફિલ્ડમાં જાય છે અને ઘણીબધી સ સરકારી અસ્પતાલ સરકારી કોલેજ ખોલ્યા છે મેડિકલ ફિલ્ડ માટે તો એનાં કારણે મને એવું લાગે છે કે ઘણું બધું પ્રોગ્રેસ થઈ રહ્યું છે આપણું દેશ આગ આગળ વધી રહ્યું છે અને જેટલી ડોક્ટર્સની જે રિક્વાયરમેન્ટ છે ઇન્ડિયામાં એ પૂરી થઈ જશે આ વસ્તુ માટે